રાજકોટ શહેરની આસપાસ ફરવા માટે ઘણાં બધાં સ્થળ આવેલાં રાજકોટની વાત કરીએ તો અમારે રાજકોટમાં બાલાજી હનુમાન વખણાય છે ત્યાર પછી સંકલ્પ સિદ્ધ હનુમાન વખણાય છે અહીંયા રાજકોટમાં રેસ કોસ આવેલું છે તેની અંદર દર વર્ષે સાતમ આઠમમાં મેળો ભરાય છે પાંચ દિવસનો આજુબાજુનાં ગામમાંથી લોકો ત્યાં મેળો જોવા આવે છે પછી રાજકોટમાં જુઓ તો મહાદેવનું મંદિર આવેલું છે પછી આમાં અટલ સરોવર ગવર્મેન્ટે નવું બનાવ્યું છે તે ખાસ જોવા જેવું છે પછી રાજકોટની બહાર નીકળીએ તો ગોંડલ સ્વામિનારાયણ મંદિર આવેલું છે એનાથી આગળ જઈએ તો વીરપુર જલારામ બાપાનું મંદિર આવેલું છે એનાથી આજુબાજુમાં નજીકમાં જઈએ તો ખોડલ ધામ મંદિર આવેલું છે કે જ્યાં ખોડિયાર માનું મંદિર છે આ બાજુ જોઈએ તો વાંકાનેર સાઠ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં જ મહાદેવનું મંદિર આવેલું છે રફાળેશ્વર મહાદેવ આવેલું છે મોરબી પાસે ચોટીલા જઈએ તો પચાસ કિલોમીટર દૂર ચામુંડ માતાનું મંદિર આવેલું છે ત્યાં જ ચોટીલા ચામુંડ માતાનું મંદિર છે લોકો માનતા કરવા પણ ત્યાં આવે છે આવી રીતે આજુબાજુ અનેક સ્થળો આવેલાં છે